રમતનું આપણે લઈ લઈએ રમત અનુસરવામાં જઈએ તો ક્રિકેટ ફૂટબોલ ટેનિસ બેડમિન્ટન જેવી રમતો રમાય છે રમતોમાં લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં લઈએ તો ક્રિકેટ ક્રિકેટ તો ક્રિકેટનું અત્યારે ક્રેઝ વધારે છે ક્રિકેટ આઈપીએલ ગઈ તેના માટે બી ક્રિકેટ આપણા અમદાવાદમાં આપણે અહીં અમદાવાદમાં બી એક સ્ટેડિયમ હતો ત્યાં સ્ટેડિયમમાં જોઈએ તો ત્યાં ક્રિકેટ જોવા માટે બી કેટલી ભીડ હતી ક્રિકેટ રમવા માટે બી અરે નાનપણથી છોકરાંઓ ક્રિકેટ રમવા માટે આતુર રહે છે તેમને ક્રિકેટ તો તમે શોખ બની ગયો છે નાનપણથી જ ક્રિકેટ ચાલો ક્રિકેટ રમીએ ચાલો ક્રિકેટ રમીએ તેમનું જુઓને છોકરાંઓનું ચાલુ જ હોય છે ક્રિકેટ રમીએ ક્રિકેટ રમીએ તે માટે તેમને બેટ બોલ તેના માટે બી તેમને જરૂરિયાત બી મા બાપ પૂરી પાડે છે અને તે રમે બી છે બેડમિન્ટનો લઈએ તો બેડમિન્ટનમાં છોકરીઓ વધારે બેડમિન્ટન રમે છે તેમને છોકરીઓને જુઓ તો તે ફૂલ રેકેટ કહેવામાં ગુજરાતીમાં કહેવામાં જઈએ તો ફૂલ રેકેટ તો તેમને ફૂલ રેકેટ રમવી બી વધારે ગમે છે ક્રિકેટ બેડમિન્ટન બી છોકરીઓ રમે છે ક્રિકેટ રમવા માટે છોકરાંઓ આતુર તો હોય છે બેડમિન્ટન રમવા માટે છોકરીઓ આતુર હોય છે ટેનિસ રમવામાં બી છોકરીઓ આતુર હોય છે ફૂટબોલ રમવા છોકરાંઓ હોય છે ઘણાં બધાં છોકરાંઓ તે બગીચામાં જઈને ફૂટબોલ રમતા હોય છે ફૂટબોલ રમવા માટે તેઓ બોલમાં આમથી આમ બુટ તેના માટે બુટ પહેરશે શુઝ પહેરશે ને ગોલ કરશેને એ બધું બી કરે છે તેના માટે બગીચાઓ બી આ અત્યારે સુવિધાઓમાં બી છે તે માટે છોકરાંઓ રમે છે ક્રિકેટ બી રમે છે ફૂટબોલ બી રમે છે જોઈએ તો ત્યાંથી જ ચાલુ થઈ જાય છે તેમનામાં નાનપણથી જ જોશ બતાવે તો તેમને મા બાપ આગળ બી નેશનલ લેવલમાં ડિસ્ટ્રિક્ટ લેવલમાં જે આગળ સ્ટેપ બાય સ્ટેપ અત્યારે તો સ્કૂલોમાં બી જે સ્ટેપ બાય સ્ટેપ તેમને આગળ મોકલવામાં આવે છે તો તેથી બહુ બધું રમી શકે છે